ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ આવેલા છે તેમાં મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લો એ ગુજરાત રાજ્યના અંદર કાર્ય પ્રત્યે ખૂબ આગવી ઓળખ ધરાવે છે મહેસાણા જિલ્લાના અંદર પણ અમુક લોકોને રોજિંદા ધોરણે સામાન્ય પડકારો અને મુદ્દાઓ આવી રહ્યા છે સામે જેમ કે પાણીની સમસ્યા છે લોકોના ઘરે ટાઈમસર પાણી પહોંચતું નથી ટાઈમ પાણી પહોંચે ત્યાં તો પાણી ચોખ્ખું હોતું નથી ગંદુ પાણી હોય છે અને એ બધા પાણીના ક્યાંકના ક્યાંક ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને તેના લીધે બીમારીનો દર પણ વધી રહ્યો છે ત્યારબાદ આપણે જોઈએ કે હવાનું પ્રદુષણ નિરંતર વધતું જોવા મળે છે જેમ કે વાહનોની હેરાફેરી વધી રહી છે મોટા વાહનો વિસ મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકાના અંદર દાખલ થઈ રહ્યા છે તેના લીધે એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદુષણ ખૂબ જ વધારે ઝડપથી આગળ વધી રહ્યું છે તેમજ એના પછી આપણે જોવા જઈએ તો ખેતીવાડી ઉપર તો ખેતીવાડીના ઉપર જે અમુક ખાતરોને એ હોય છે તે ખાતરો શુદ્ધ હોતા નથી અને તે આપણા ખોરાકને નુકસાન પહોંચાડે છે અથવા તો બગડેલો ખોરાક ઉત્પન્ન થાય છે અને તે ખોરાક ખાવાથી લોકોના એટલે કે મહેસાણા જિલ્લાના અંદર રહેતા લોકોના રોજિંદા જીવનમાં તબિયત બગડે છે અને તેના લીધે તેઓ સ્વસ્થ રહીને કાર કાર્ય કરી શકતા નથી ત્યારબાદ બીજા ઘણા બધા સમસ્યાઓનો સામનો કરવો પડે પડતો હોય છે જેમ કે ટ્રાફિકનું નિયંત્રણ રહેતું છે નહીં ત્યારબાદ સોસ્યલ વર્કરોને હેલ્પ મળતી નથી કે સોસ્યલ વર્કરની કોઈ રિસ્પેક્ટ છે નહીં તો આ બધા પડકારો અને મુદ્દાઓ એ સુખાકારી જીવનને દુખાકારી જીવન તરફ લઈ જાય છે એટલે કે સુખાકારીને ખૂબ જ વધારે પડતી ઊંડી અસર પહોંચાડે છે અને મહેસાણા જિલ્લાના રહેતા બધા જ લોકોને નેતાઓ પાસેથી આ બધું જે ચાલી રહ્યું તેને સુધારવા માટે મદદ ઇચ્છે છે અને મહેસાણા જિલ્લાના જે પણ નેતાઓ છે તે આ સુધાર કામ કરવામાં મહેસાણા જિલ્લાના લોકોને મદદરૂપ મદદરૂપ થઈ રહ્યા છે આમ મહેસાણા જિલ્લામાં લોકો રોજિંદા ધોરણે આવા અનેક પડકારો કે મુદ્દાઓનો સામનો કરે છે